આપળે એનું વર્તવ્ય ના કરી શકીએ એવું આમ ફિલ થતું ને આમ મજા આવે પછી બિગબોસ છે કપિલ શર્મા છે મેં વાત કરી તો કપિલ શર્મામાં બી બહુ મજા આવી કેમ કે જે કપિલ શર્માની જે ટેકનિક છે જે હસાવવાની વાત છે જે રીતે એની બોડી લેંગ્વેજ છે જે એ બોલે છે જે નાનકડી વાતમાંથી બી કોમેડી કરે છે એવી

જ્યારે મારા ફેવરેટ છે એ કપિલ શર્મા છે એટલે મને એમ થાય કે નહીં આ માણસથી કંઈક શીખવા જેવુ છે એવું જ નહીં ખાલી આનંદ એનામાંથી શીખવાની વાતો બી ખાસી બધી છે કે જે રીતે ઈ માણસ એટલી ગરીબ પરિસ્થિતિમાંથી આટલો અમીર થયો અને આટલું બધું કામ કર્યું તો એ ખૂબ જાણવા જેવી વાતો છે ને જેથી મને મોટિવેસન મળ્યું કે કે ભવિષ્યમાં મું બી આવું કરું કંઈ કે જેથી મું બી આગળ આવી શકું મું મારા પરિવારનું નામ રોશન કરી શકું અને મને એ બધા સો બહુ જ જોવા ગમે જે જેનાથી મને કંઈક આનંદ મળે સંગાથે કંઈક શીખવા મળે જેથી મું કપિલ શર્મા છે બિગ બોસ છે બિગ બોસમાંથી શીખવાની વાતો બધા કે ના મળે પણ બિગ બોસમાંથી બી ઘણું બધું શીખવા મળે છે તમને તમારી કામને તમે કેવી રીતના ક્યારે કેટલો ગુસ્સા ઉપર તમાર કંટ્રોલ કરો છો તે બધું જ તમને જાણવા મળે જેથી કપિલ શર્મા અને બિગ બોસ શો મારો ફેવરેટ છે જે મારો પસંદીદા સો છે જે મું ડેલી જોવાનું રિકવારમેન્ટ કરું બધાને કે જોવો તમે ને તમે બી કંઈક શીખો એમાંથી એટલે મારો ફેવરેટ શો મને પસંદીદા કેવા જે હતો બિગ બોસ અને કપિલ શર્મા છે